પાણી પાણી એક એવી વસ્તુ છે જેની દિવસની શરૂઆત જ તમારે પાણીથી થતી હોય છે જેમકે હું શરૂઆ પાણીથી ગરમ પાણીથી કરું છુ સવારે વહેલી ઊઠીને હું ગરમ પાણી પીવું છું પછી જેમ જેમ દિવસ ચઢતો જાય તેમ તેમ પાણીની જરૂરિયાત તો પડે જ છે આપણું ગળું સુકાય આપણે પાણી પીવું પડે પાણી તો કેટલી બધી વસ્તુઓમાં જરૂર પડે લાઇક ઘરના કરના કેટલા બધા કામો કરવા માટે પાણીની જરૂર પડે છે હવે પાણીનો સોર્સ પણ કેટલો બધો છે વરસાદનું પાણી લોકો સ્ટોરેજ કરે છે કારણ કે પાણીની જરૂરિયાત જ ખૂબ ખૂબ ખૂબ છે જીવન જીવવા માટે પાણી ખૂબ જ જરૂરી છે ડૉક્ટર તો પણ એવી સલાહ આપે છે કે તમારે ખૂબ ખૂબ પાણી પીવું જોઈએ જેનાથી તમારા શરીરની અંદરની જે પણ સિસ્ટમ છે તે બધી સારી રહે એટલે પાણી તો અનિવાર્ય છે આપણાં જીવન માટે દરેકમાં આપણાં ઘરનાં કામકાજ લાઇક કરવા હોય તો વાસણ ધોવામાં કપડાં ધોવામાં ઘરની સાફસફાઈ કરવામાં ઘણાં બધામાં પાણીની શરૂઆત થાય છે એટલે પાણી તો આપણને જીવનમાં એકદમ પર્યાપ્ત જ છે તે જોઇશે જોઇશે ને જોઇશે જ અને પાણીની બચત કરવી પણ ખૂબ જ જરૂરી છે પાણીને ગમેતેમ વહેવા દેવું ન જોઈએ જેમકે વાસણ માંજતી વખતે નળ ખૂલ્લો છોડી દેવો નહીં જોઈએ નહાતી વખતે તમે એક ડોલ ભરીને પાણી લઈ લો પછી નળ બંધ કરો ચાલું નળે નહાવું એ યોગ્ય નથી તમે શાવરનો ઉપયોગ કરતા હોવ તો શાવરમાં પાણીનો ખૂબ ખૂબ ખૂબ જ દુરુપયોગ થાય છે તો તમે મારું માનવું એવું છે કે તમે ડોલ ભરી પાણીની અને પછી તમે નાહવાની શરૂઆત કરો તમે મોઢું ધુઓ છો તો નળ ખુલ્લો રાખીને મોઢું ધોયા કરો છો વારે વારે તો એમાં પણ પાણીનો ખૂબ ખૂબ ખૂબ દુરુપયોગ થાય છે એવું નહીં કરવું જોઈએ કારણ કે પાણી એ જીવન જરૂરિયાતની ખૂબ ખૂબ ખૂબ મુખ્ય વસ્તુ છે આપણે દવા પીવા માટે પણ પાણી જોઈએ કપડાં ધોવા માટે હાથ ધોવા માટે મોઢું ધોવામાં દરેકે દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓમા પાણી જરૂરી છે આપણે ફિલ્મ પિક્ચરોમાંથી પણ ઘણું બધું પાણી વિષે શીખવા મળે છે કે પાણી કેમ આપણાં જીવનમાં જરૂરી છે જો પાણી વધી જાય તો બાઢ આવે બાઢ આવે તો પણ આપણે નુકસાન થાય એટલે બધી જ વસ્તુઓને માપસર ઊપયોગ કરવો જોઈએ જેમકે પાણીનો માપસર ઉપયોગ કરવો ખૂબ ખૂબ ખૂબ જરૂરી છે પાણીના માટે તો બીજું તો શું કહી શકાય પાણી એ દરેકે દરેક વ્યક્તિને ખૂબ જરૂરી છે પાણી પીવા માટે જરૂર છે નાહવા ધોવા દરેક કાર્ય કરવા માટે જરૂરી છે અક્ષય કુમારની પણ એક પિક્ચર આવી હતી બ્લૂ કરીને એ પણ આખું પિક્ચર પાણીમાં છે તેમાંથી પણ આપણને સમજવા મળે છે કે પાણી આપણા માટે કેટલું ઉપયોગી છે પાણી માટે તો બીજું શું કહેવાય પાણી તો એક બેઝિક નીડ છે દરેક જ વ્યક્તિની અને એનો બચાવ કરવો એ પણ ખૂબ ખૂબ ખૂબ જરૂરી છે